હલો કેમ છો મજામાં હા મેંગો અરે હા હા બનાવી બનાવી હોં અરે હા અમે આપીએ જ છીએ ને અરે અમારે એકવીસ વીઘા છે અરે તમે હવે શું એટલે મેંગો જ વાવવા છે ને હં હં હં ના ના અહં અહં હં તો તમારે પંદર વીઘા જોએ છે ને અમે એક છોડવાના બે હજાર રૂપિયા લઈએ છીએ અહં અને જો તમે અરે ભાઈ તમે આવો તો ખરી ને કરી દઇશું અને અરે ના ના આપણે તમે તમારે ફ્રેન્ડ આપણે કાંઈક કરી દઇશું હાલો ને હમ હમ અરે અરે તમે ચિંતા ના કરો એક નંબરનો માલ આવે એમાં કાંઈ ઘટે નહીં અને પંદર વીઘામાં પાંચસો છોડવા હોય એના એક લાખ રૂપિયા જે છે એ થાય છે સારું સારું